ગામડાઓમાં ખેતી માટે મજૂરો મળતાં નથી તેનું મુખ્ય કારણ છે તેમને દિવસમાં આપવામાં આવતો રોજ અને બીજું કારણ છે કામ કરવામાં આવતી શરમ બધાને એવું છેકે ખેતીમાં કામ કરવું એટલે મજૂર અને મજૂરી કામ એટલે અભણ માણસનું કામ ગામડામાં જે મજૂરી કરે છે તેમને પૂરતું વેતન મળતું નથી વેતન મળે છે દિવસનું બસો રૂપિયા અને શહેરોમાં જે ખેતી કરે છે તેને વેતન મળે છે આઠસો રૂપિયા મજૂરી કરનારને એ મજૂર આખો દિવસ કામ કરે તો તેને આઠસો રૂપિયા મળે છે અને ગામડાનો મજૂર ખેતીમાં કામ કરે છે તો તેને બસો રૂપિયાથી અઢીસો રૂપિયા સુધી મળે છે આટલા લાંબા ડિફરન્સને કારણે ગામડાના મજૂરો શહેરમાં કામ કરવા જાય છે ત્યાંથી તેઓ કામ કરીને વધુ પૈસા કમાય છે તેમની જરૂરિયાતની વસ્તુઓ વધુ મેળવી શકે છે જ્યારે ગામડાઓમાં કામ કરે તેમની જરૂરિયાતો પૂરી થતી નથી તથા શહેરમાં કામ કરવાથી તેમને સુવિધાઓ પણ મળી રહે છે જેમકે મેડિકલ સુવિધા તેમની રોજ મર્યાદા રોજમર્રાના જીવનમાં જે કામો કરવા માટે જે વસ્તુઓની જરૂર હોય છે તે પણ તેમને મળી રહે છે ખેડુત મજૂરોને વધારે પગાર ચૂકવી શકતો નથી તેનું મુખ્ય કારણ છે ખેડૂતની ખેતી ખેતીમાંથી મળતી પેદાશ અને પેદાશ ઓછી થાય તો પણ તેને ઓછું મળે છે અને જો પેદાશ ઓછી થઈ હોયને તેને વેચવું હોય તો તેને પૂરતો ભાવ પણ નથી મળતો પૂરતો ભાવ નથી મળતો તેથી ખેડુતોને આવક ઓછી થાય છે અને તેઓ ઓછો પગાર આપવા માટે મજબૂર થાય છે ઘણા મજૂરો કામ કરવામાં આળસ કરે છે જેથી ખેડુત પણ મજૂરોને બોલાવવામાં વધુ ફાયદો સમજતા નથી શહેરોમાં કંપનીઓમાં રોજગાર મળે છે બિલ્ડિંગ કન્સ્ટ્રકસન વિભાગમાં મજૂરી મળે છે આ મજૂરી ખેત મજૂરી કરતાં છ ગણી હોય છે તેથી ગામડાનાં મજૂરો ત્યાં રહેતાં નથી હાલ વર્તમાન શહેરના મજૂરોને દિવસના હજાર રૂપિયા મળે છે આઠસોથી હજાર રૂપિયા જ્યારે ગામડાના મજૂરને બસોથી ત્રણસો રૂપિયા વધુમાં વધુ મળે છે કૃષિનું યાંત્રીકીકરણ થઈ ગયું છે તેથી મજૂરો પણ ઓછા જરૂર પડે છે જેથી એક જ પરિવારમાં રહેતાં ચાર મજૂરો હોય તો તેમાંથી બેને જ રોજગાર મળે છે અને બેને મળતો નથી આવી પરિસ્થિતિના કારણે ઘણાં મજૂરો શહેરો તરફ જાય છે અને જો શહેર ગામડાથી નજીક હોય છે ત્યાં તો મજૂરની જ બહુ તકલીફ છે ત્યાં તો મજૂર મળતાં જ નથી